ખાંડવી હાંડવો દાબેલી ગુજરાતી કઢી ખાખરા ઢોકળા ઊંધિયું થેપલા ફાફડા જલેબી ખમણ કચોરી ગાંઠીયા લોચો ગોટા મોહન થાળ ઘૂઘરા ખીચડી ખીચું દૂધપાક ફાફડા ગુજરાતી સમોસા મુઠીયા પૌંઆ ઈડલી